અમારા ગુજરાતમાં જન જીવનમાં આવતા નાના નાના પ્રંસગો જેવા કે ભાઈ બીજ રક્ષા બંધન નામકરણ વિવાહ પ્રંસગ વગેરે મહત્વના રહેતા હોય છે અને તેની ઉજવણી પણ ખૂબજ સારી રીતે અને સૌ ભેગા મળીને કરતાં હોય છે આવા પ્રસંગો ઉપર પોતાના કુટુંબીજનો ઉપરાંત નજીકના ઓળખીતા અને પડોસીઓને પણ આમંત્રણ આપી બોલાવતાં હોય છે આવા પ્રસંગોનું અમારા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું હોય છે